હા બોલો સાહેબ બસ શેઠ મજામાં તમે બોલો બસ ચાલે છે થોડીક મંદી ચાલે છે થોડુંક ચાલે છે એવું તેવું બોલો તમે બોલો

એવું છે હા હા હા બસ ચાલે છે અમારે ત્યાંય આવે છે પણ હોલસેલનો ભાવ એટલે ઑ વધારે ગ્રાહક નથી અમારે ત્યાં ભાઈ હા બરાબર બરાબર સાચી વાત છે તમારી બસ ચાલે છે એવું જ અમારું એ લગ્નનું ચાલે છે બધું પણ લોકો આવે છે થોડો ભાવ વધારે છે એટલે પછી આવીને જતાં રહે છે એમ

હા હા હા એ જ તો નથી બરાબર સાચી વાત શેઠ તમારી બસ ચાલે છે શેઠ આપણે મળીએ તો પછી કોઈ વખત હા હા